હા જયારે હું તરણકળા શીખી ગયો ત્યારે હું મારા ફ્રેન્ડને તરણકળા શીખવામાં મદદ કરી હતી જેથી તેને પણ તરણકળા આવડી ગઈ અહીં જયારે હું તેને તરણકળા શીખવાડતો ત્યારે મને ફર્સ્ટ ટાઇમ કોઈને તરણ ડૂબતો બચાવવામાં બહાર નીકાળવામાં તકલીફ પડી પરંતુ જયારે ડેઈલી કરવામાં આવી તેના લીધે મને આદત પડી ગઈ અને તેનાથી હવે હું કોઈપણ વ્યક્તિ જો કોઈ આપાતકાલીન સ્થિતિમાં ફસાઈ ગયો હોય તો હું તેને આરામથી ફસાયેલા વ્યક્તિને તરણ કરીને બહાર કાઢી શકું છું અને તેને તરવામાં પણ મદદ કરી શકું છું